ધર્મ એટલે એક એવી વાત સમાજનું એક એવું પાસું કે જે સૌ કોઈને અલગ હોવા છતાં એક બનાવે છે આજથી વર્ષો પહેલાં તો દરેક ઘરમાં એક મંદિર હોતા અને ગામના પાદરે એમ કહેવાય કે ગામના સિમાડે ગામનું એક મોટું મંદિર હોય કે જ્યાં સવાર સાંજ પૂજા અર્ચના થાય આખું ગામ ભેગું કરીને આરતી થાય તેમજ મંદિર મસ્જિદ હોય અને આજ આસ્થા વર્ષો વરસ પેઢી દર પેઢી આગળ વધતી આવી છે એમ કહી શકાય કે પેઢી દર પેઢી એ જ આસ્થા પરિવર્તિત થતી આવી છે ધર્મ સાથે જોડાએલી આપણી જે શ્રદ્ધા છે આપણી જે આસ્થા છે એ અકબંધ છે કારણ કે આપણો ધર્મમાં વિશ્વાસ અકબંધ છે કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં આપણે આપણા ધર્મને યાદ કરીએ છીએ ધર્મને અનુસરતા લોકો પ્રતિષ્ઠિત આગેવાનોને બોલાવી એમની સાથે ચર્ચા વિચારણા કરી આગળ વધીએ છીએ આ ઉપરાંત જે તે ધર્મને અનુસરતા વિવિધ ચિત્રો ચલચિત્રો નાટકો કૃતિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યકર્મોનું આયોજન થતું આવ્યું છે ખાસ કરીને હવે તો શૈક્ષણિક સંકુલોમાં સ્કૂલો તેમજ કોલેજ યુનિવર્સિટી ખાતે પણ ધર્મને લગતા વિવિધ પ્રોગ્રામો થતા આવ્યા છે કે જે જે તે સંસ્થામાં શિક્ષણ લઈ રહેલા તમામ વિદ્યાર્થીઓ અંગે એક ધર્મ પ્રત્યે જાગૃતતા લાવે તેમજ જે તે વિદ્યાર્થીઓને પોતાના ધર્મ પ્રત્યે વધુ એક પ્રોત્સાહન પૂરું પાડે જેથી આપણો ધર્મ આપણી સંસ્કૃતિ અને એક શ્રદ્ધા એક આસ્થાનું જે પ્રતિક છે એ કાયમ રહી શકે આ સિવાય ધર્મને લગતા જે પણ વાદવિવાદો છે ધર્મ આધારિત જે કોઈ જટિલ વ્યવહારો થઈ રહ્યા છે એક અમુક અંશે આપણે રોકી શકીએ તેમજ તેને લગતા અનેક એવી વાતો છે એવા પાસાઓ છે કે જેને આપણે કોઈના કોઈ રીતે ઓછા કરી શકીએ જેથી સમાજમાં એક હળવું એક પોતીકું વાતાવરણ ઊભું થાય સૌ કોઈ પોતાના ભાગનું એક હળવું આકાશ ઝીલવી શકે અને પોતાના ધર્મ પ્રત્યે આસ્થા રાખે તેમજ અન્ય ધર્મોનું પણ સન્માન કરતાં શીખે મારું ધર્મ ઊંચું કે તારું ધર્મ ઊંચું એના કરતાં આપણો ધર્મ આપણી સમજ અને એને સન્માન મળી શકે એ કોશિશ કરી શકે